હા હા

હા હું હમણાં ઓફિસમાં મોકલાવીને કાલે તપાસ કરાવી લઉં કઈ રીતનું છે કેટલા કિલોમીટર સુધીનું છે એ બધું અને ત્યારે પછી હું કોટેશન તમને મોકલાવું હા હા સ્યોર તમે ક્યાંથી બોલો છો ઓકે હા હા સારું ડામર રોડનું જ છે ને